રોજિંદા જીવનમા વપરાતી ગુજરાતી ભાષાની કહેવતો ઘણી બધી છે ધારોકે ભેંસ ભાગોળે ને છાસ છાગોળે એનો મતલબ એવો થાય છે કે આપણાં કોઈપણ વસ્તુ આપણે કોઈક ક્યાંક ખોવાઈ ગઈ હોય તો આપણાં આખા ગામમાં શોધી લઈએ પણ એ છેલ્લે વસ્તુ ક્યાં નીકળે એ આપણાં જોડે જ હોય પણ જે આપણને ધ્યાન ના હોય તો એવી આ કહેવતનો મતલબ એવો જ છે કે ગામ એટલે પહેલાં આપણે ગામમાં જોયા કરતાં પહેલાં આપણે જોડે જોઈ લેવું જોઈએ એટલે આ કહેવતનો મતલબ એમ છે કે ભેંસ ભાગોળે ને છાસ છાગોળે મતલબ એસા હો એટલે એનો મતલબ એવું થાય કે આપણા આપણા જોડે જ વસ્તુ હોય પણ ગામમાં શોધી લઈએ પછી બીજી કહેવત એવી છે કે કટાઈ જવું એના કરતાં ઘસાઈ જવું સારું એ કટાઈ જવું એટલે આપણે કોઈના કોઇના ઉપયોગમાં ના આવીએ કટાઈ જવું એટલે કોઈના ઉપયોગમાં ના આવીએ જો આપણા જોડે કઈ વસ્તુ પડી હોય અને આપણા ઉપયોગ ના થતી હોય તો એ વસ્તુ આપણે બીજા કોઈને આપી દઈએ જેથી તેનો ઉપયોગ પણ થાય ને તે વસ્તુ બગડે પણ નહીં એટલે આનો મતલબ એવો થાય છે કે જો કટાઈ જવું પણ ઘસાઈ કટાઈ કટાઈ જવું કરતાં એના કરતાં ઘસાઈ જવું એનો મતલબ જે વસ્તુ જેટલી ઘસાશે એટલી ચમકશે એટલી સારી બનશે અને તેનો ઉપયોગ થતો રહેશે તો તે વસ્તુ બગડશે પણ નહીં તેનો તેનો બગાડ પણ નહીં થાય અને અને એવી બીજી પણ એક કહેવત છે તે એ હું તમને પછી કહું આનો મતલબ હું તમને કહી દઉં કે ઘસાઈ જવું એટલે ઘસાઈ જાય એટલે લોકો માટે ઘસાઈ જવું આપણે જીવનમાં લોકોને બહુ મદદ કરવાની આપણે કોઈકના મદદ થઈએ મદદરૂપ થઈએ એ બહુ સારી વાત છે અને કોઈકના કોઈકને ના મદદ કરીએ અને કટાઈ જઈએ એ પછી ખોટા ટાઈમમાં કોઈ આપણો પણ સાથ આપે નહીં બરાબર એટલે પછી એક બીજી કહેવત છે કૂતરાંની પૂંછડી વાંકી તે વાંકી છે એટલે એમ એનો મતલબ એવો છે કે આ કોઈક કોઈ કોઈ માણસ એવા હોય છે જે આપણે ગમે તેટલું કરીએ પણ એ એની ધૂનમાં જ રહેશે એ આપણું કીધેલું ક્યારેય નહીં માને એટલે એ માણસને કંઇ કહેવાથી કંઈ મતલબ જ નથી રહેતો એને ગમે તેટલું કહીએ એ એનું ધાર્યું જ કરશે તો ગુજરાતી કહેવતમાં આને એવું કહેવાય છે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ એનો મતલબ એવો થાય છે મારો અનુભવ આ છે